હેલો સ્વિગીમાંથી હા મેં ઇટાલિયન વેજીટેબલ પિઝાનો ઓર્ડર કર્યો હતો ના એના બદલે મને નોન વેજ ચિકન પિઝા શું વાત કરો છો ચિકન પુઝા હું વેજિટેરિયન છું અને તમે મને ચિકન પીઝાનો ઓડર કર્યો બેન તમારુંં પાર્સલ આવ્યું એટલે મેં ખોલ્યું એની સ્મેલ લીધી ત્યારે જ ખબર પડી ત્યારે ખોલ્યું ઓ સી આવું જિંદગીમાં મેં નોન વેજ નથી જોયું અને અચાનક આ સામે અને આ પરથી એમ કહી શકાય કે તમારે તમારી પિઝા તમે જ્યાં તમારું રેસ્ટોરન્ટ છે ત્યાં એક સાથે બે વસ્તુ બનાવાય છે નોન વેઝ અને વેઝિટેરિયન તમે હા યસ નોન વેજ એન્ડ વેજિટેરિયન અમે નોનવેજ નથી અડતા નથી ખાતા સાવ કેવાં કઈ રીતે અમે આ એક્સેપ્ટ કરી શકીએ અને હું ઓનલાઈન પણ રેટિંગ આપીશ એક જ આપીશ અને હું કમેન્ટમાં પણ લખીશ કે આ રીતે તમે ખોટી રીતે મને જે ઓડર કર્યો હતો તમે એને ખોટી રીતે મને ઓર્ડર આવ્યો છે નહીં મારે કશું સાંભળવું નથી તમારું હવે હું ગ્રાહક સુરક્ષામાં પણ જઈશ અને કહીશ કે આ રીતે ઓડર કરો છો ખોટો ઓડર આપો છો ખોટો ઓડર લેવામાં આવ્યો છે અને મારા પૈસા પરત કરવામાં નથી આવ્યા ગ્રાહક સુરક્ષામાં પણ આની જાણ કરીશ તમે આટલા બધા બેદરકાર કઈ રીતે હોઈ શકો નહીં હું કશું જ નહીં સાંભળું મારે મારો રિટન ઓડર જોઈએ મને મારા જે પૈસા છે એ પાછા કરો હું મારે કશું સાંભળવું નથી મારે એકપણ સેવા નથી જોઈતી મારે જે છે એ નહીં હું નહીં કશું તમારું કશું નહીં સાંભળું હું ઓનલાઇન પણ આ વિચાર નાખીશ કે તમે ખોટો ઓડર આપો છો